બાઈકિંગ શરૂ કરવાની પ્રેરણા તો મને જોવા જઈએ ને તો નાનપણથી જ મળી ગઈ તી જે રીતના મારા આજુબાજુમાં બધા મોટા લોકો બાઈક લઈને ફરતા હોય મારાથી થોડા ઓ મોટા ઉંમરના છોકરાઓ પણ જે રીતના બાઈકો લઈને નીકળતા હોય અલગ અલગ સ્ટંટ કરતા હોય એ બાઈકોમાં પણ બધી બહુ જાતની અલગ અલગ વેરીએસન વાળી બાઈક્સ આવતી હોય છે તો એ જોઈને ઇન્ટરેસ્ટ થયેલો હતો અને આટલા વર્ષોમાં સૌથી વધારે યુઝમાં પણ બાઈકનો જ મેં કરેલો છે કેમકે બરોડાથી મારે સુરત જવાનું હોય સુરતથી પાછું બરોડા બરોડાથી અમદાવાદ જવાનું હોય છે તો હું ઓન એન એવરેજ ડેઈલીની મારી એંસીથી સો કિલોમીટરની રેન્જ તો હું બાઈક લઈને ફરું જ છું સાથે સાથે મારે એક ઓલમોસ્ટ તમે જોવા જાઓ તો

જેથી મને બાઈક રાઇડિંગમાં પણ મજા આવે અને જે મારી ઇન્ટરેસ્ટ છે એની અંદર મને થાક પણ જલ્દી નથી લાગતો ઇવન કે બરોડાથી મારે પાવાગઢ છે અમુક ઓફ રોડ ટ્રેકિંગ પણ કરવાના હોય છે તો હું બાઈક લઈને જ જવાનું વધારે પ્રિફર કરું છું